જ્યારે હું નાનો હતો ને ત્યારે મારા દાદાએ એક વખત મને શીખવાડ્યું હતું કે બે હાથો ખોલીને સીધા સીધા પાણીમાં કેવી રીતે તરાય આજની તારીખે પણ યાદ કરું છું તો ઘણી વખત મને મન થઈ જાય છે કે એક વખત પાછો એ તરણકુંડમાં પડું અને બિનપરંપરાગત રીતે જે મને તાલીમો આપવામાં આવેલી હતી મારા દાદાઓ દ્વારા કે જેને એમના દાદા એમના દાદા એમના ફુઆ કાકા એ બધાએ તાલીમ એમને શીખવાડી હતી ને એનો નિચોડ થઈને જે મારી પાસે આવ્યો છે ને તે હું ખુદ અજમાવું ઘણી વખત હું તરતો હોઉં તો બીજા લોકો જોઈને વિચારે ભાઈ આ કઈ રીતે તરે છે આવી રીતના તરાય પણ ખરું અરે ડૂબી જશે ડૂબી જશે ભાઈ પણ ના મને તો તરતા આવડે છે અને આ રીતે પણ તરવાનું મને ગમે છે ઘણા લોકો એવું વિચારે છે કે આ રીતે તરતા તરતા નાકમાં પાણી જતું રહેશે કાનમાં પાણી જતું રહેશે કે ડૂબી જશે પણ ઘણી વખત આ બધા લોકોને છે ને એ સમજાતું નથી કે દર વખતે તમે એક ને એક ઘૂંટેલી વસ્તુ કર્યા કરો જે જરૂરી નથી કે સંપૂર્ણ રીતે સાચી જ હોય અને એક માત્ર એ જ વસ્તુ સાચી હોય ઘણી વખત બિન પરંપરાગત વસ્તુઓ પણ કામ લાગે છે અને એટલી જ પરંપરાગત રીતે કરાતી વસ્તુઓનો પણ સેમ જ તમને નિચોડ મળે છે તો હું ઘણી વખત આ કોશિશ કરું છું કે આવી રીતે તરું અને મજા કરું જોઈએ બીજા લોકોને પણ હું આવી રીતના ભવિષ્યમાં શીખવી શકું એવી મને ઈચ્છા છે